ફોટોગ્રાફીની વાત કરીએ તો આજના સમયમાં ફોટોગ્રાફી ખુબ જ આગળ પડતું છે આપણે નાના છોકરાની વાત કરીએ નાના છોકરાની બરડે નિમિત્તેની વાત કરીએ તો તેમાં પણ હવે ફોટોગ્રાફીનું ખૂબ જ આગળ પડતું જોવા મળે છે બીજી વસ્તુ કે ફોટોગ્રાફીમાં મોટી વસ્તુ એછે કે ફોટોગ્રાફીનો વ્યવસાય કરવા માંગતા હોય ધંધા તરીકે તો એમાં કોઈ મોટું રોકાણ નથી કરવા પડતું આપણે બીજી રીતે કઈએ તો મોટી દુકાન કે કંપની કે કાંઈ ખોલવાના હોય તો આપણે કેટલું બધું રોકાણ કરવું પડે ત્યારે આ ફોટોગ્રાફીના વ્યવસાયમાં એ મોટામાં મોટો ફાયદો છે કે એમાં કોઈ પણ જાતનું વધારે પડતું રોકાણ નથી કરવા પડતું એ એ ખૂબ જ મોટી વાત કહેવાય અને એના ફાયદાની વાત કરીએ અને એમાં આગળ વધવામાં વધવા માંગવા વધવાના હોયને તો એ માટેની સલાહ તરીકે તો એટલે કે કંઈ મોટું ખૂબ જ વધતું ચાલ્યું છે આજના સમયમાં કોઈ કોઈના મેરેજ થવાના હોય અને તેમાં પણ આપણે જોઈએ તો ફોટોગ્રાફી ઘણો સમય લેછે ફોટોગ્રાફી માટે જે જે છોકરીઓનાં મેરેજ થવાના હોય તો તેના માટે પણ ફોટોગ્રાફી આગળથી એમની થતી હોય છે એજ રીતે છોકરા માટે પણ મેરેજમાં ફોટોગ્રાફી ખૂબ જ જરૂરી છે એના વ્યવસાય તરીકે વ્યવસાય તરીકે પણ એનું મહત્વ ખૂબ વધી ગયું છે આજે